હા ખાસ કરીને અ સાબુ જે આપણી ત્વચાને સુરક્ષિત રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો આ આ સાબુ જે છે એ ખાસ પ્રકારનાં પીએચ લૅવલના મેન્ટેઇન કરવામાં આવતા હોય છે પરતું બજારમાં મળતા જે સાબુ છે એ કેટલાં પી એચના છે અને કેટલાં પી એચ આપણી ત્વચા માટે સારા હોય છે તેની જાણકારી આપણને હોતી નથી અને બજારમાં મળતા સુગંધિત અને પૅકિંગમાં આકર્ષક લાગતા સાબુની આપણે ખરીદી કરતા હોય છે તેની જાણકારી ના હોવાથી આપણે બજારમાં મળતા કોઈપણ સાબુ જેની સુંગધ સારી હોય તેવા ખરીદી કરી લેતા હોઈએ છીએ જેના ઉપયોગથી આપણને ચામડીના રોગો થતા હોય છે તેમાં કેટલાક નુકસાનકારક કૅમિકલો પણ ઍડ કરવામાં આવતા હોય છે જેના લીધે વધુ ઝાગ આવતા હોય છે તેમજ તેની સ્ટ્રૉંગ સુંગધ મગજને પણ અસર કરતી હોય છે લાંબા સમય સુધી ચાલતા હો હોતા નથી તેમજ પાણીમાં જલ્દી પીગળી જતા હોય છે તેમજ મૉલનાં કલ્ચરમાં વધુ ખરીદી કરવા ઉપર વધુ ફાયદો મળશે તેવી ઑફરોનાં ભાગરૂપે વધુ ક્વૉન્ટિટીમાં આપણે ખરીદી કરી લેતા હોઈએ છીએ જેથી તે વધુ સમય સુધી ઘરમાં પડી રહે છે તેની ઍક્સપાયરી ડેટ આવે ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે આપણને નુકસાનકર્તા હોય છે માટે બજારમાં મળતા સાબુની યોગ્ય જાણકારી મેળવી નૉલેજ મેળવી અને આપણી ત્વચા માટે સુરક્ષિત હોય તેવા જ સાબુનો ઉપયોગ કરવો આપણા માટે હિતકારક સાબિત થાય છે એટલે તેની જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે આમ પી એચ લૅવલની જાણકારી અને નૉલેજ મેળવવું આપણા માટે હિતકારક છે